કેમ છો બસ સારું છે સારું સારું હા બોલો બોલો બોલો બીજી વાત કરો શું ચાલે છે હં હં હા અત્યારે તો સોનામાં બહુ જ ભાવ ચાલે છે પહેલાં તો પહેલાંના જમાનામાં કેવું હતું કે બહુ ઓછા ભાવમાં બધું થઈ જતું હા અને અત્યારે તો બહુ ભાવ ચાલે છે સોનામાં હં અત્યારે આ ટેક્સટાઈલ માર્કેટમાં પણ એવું જ છે આ કપડામાં આપણે જોઈએ તો કપડામાં પણ ભાવ બહુ વધી રહ્યાં છે કપડાં કપડાં સરસ મળે છે બધાં બધે જ માર્કેટોમાં હં હા હા હા હા હા હા ત્યાં સારું પડે હોલસેલના ભાવે એમ સસ્તું પડે બધું હા હા હા ત્યાં બધે માર્કેટોમાં ચણીયા ચોળી છે બધી સાડીઓ છે બધું ડ્રેસ મટિરિયલ છે બધું એ બધું આપણને સારું પડી રહે એમ ટેક્સટાઇલ માર્કેટમાં અને સોનામાં તો અત્યારે ભાવ બઉ ચાલે છે તો પણ જરૂર છે એતો લેવાનું છે લેવું તો પડશે હા હા હં એટલે હા હા હા હા હા હા જરૂરી છે હા હા હા હા હા હા એતો લેવું તો પડે જ હા એમાં તો કંઈ ચાલે નહીં એમ એટલે ટેક્સટાઈલ માર્કેટ અને હા હા તો આપણે સાથે જઈશું ટેક્સટાઇલ માર્કેટ અને ચણીયા ચોળીને સાડીને એવું આપણે ખરીદી કરશું સાથે હા હા હા હા હા બસ કાંઈ નઈ ચાલો હા હા